સાત નવ બે હજાર ઓગણીસ એકવીસ સાત બે હજાર સત્તર એક બે ઓગણીસસો ચોર્યાસી તેર એક ઓગણીસસો ચોરાણું બાર ત્રણ ઓગણીસસો છ્યાંસી આઠ આઠ ઓગણીસસો અઠ્યાસી